આ દવાઓ તે પોસાય તેવી જ હોય છે મારી આવકમાંથી દસ ટકા જેવો ખર્ચ હું દવાઓમાં કરું છું અને સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી અમુક દવાઓ મળે નિઃશુલ્કપણે મળે છે